ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી હમણાં વધી રહ્યું છે અને ચોમાસાના સિઝનમાં તો વધારે જ હોય છે ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુનો તાવ જ્યારે પહેલા દિવસે આવે છે તો એટલો બધો હોતો નથી તો આપણને ખબર પણ ના રહે કે ડેન્ગ્યુ થયો છે ડેન્ગ્યુ મચ્છરથી થાય છે જેનું નામ એડિસ છે અન એ મચ્છરને ટાઈગર મોસ્કિટો પણ કહીએ છીએ કારણ કે એના પર સ્ટ્રાઈપ્સ એવી રીતે હોય છે અને એ ફિમેલ મચ્છર હોય છે જ્યારે એ માણસને થાય છે ત્યારે એના એક્સ બ્લડમાં જતા રહે છે અને આઠથી બાર દિવસ પછી એ તમને ડેન્ગ્યુ થાય છે અને ડેન્ગ્યુની અસરો દેખાય છે તો એ અસરો દેખાય તો તમારે પહેલાં તો દવાખાને જઈને દેખાડી આવાનું અને એને કંટ્રોલ કરવા માટે પહેલા તમારે કપડા ફૂલ પહેરવાના કે મચ્છર ઓછા કરડે તમને ઘરે મચ્છરદાની લગાવી દેવાની અને મચ્છરદાનીમાં ઇન્સેક્ટ રે રેપલન્ટ જે સ્પ્રે આવે એ લગાવી દેવાના કે એનાથી આપણને પ્રોટેક્શન મળે પછી વિન્ડોસ સ્ક્રીન લગાવવાની જે આપણે ઓલઆઉટ કે એ બધું વાપરીએ છીએ એ વાપરવાનું અગરબત્તી છે એ બધું પણ આપણે વાપરી શકીએ છે અને મલેરિયા ડેન્ગ્યુ બે અલગ અલગ મચ્છરથી થાય છે જે ડેન્ગ્યુનું મચ્છર છે એ સવારે વધારે એક્ટિવ હોય છે તો સવારે બી આપણે ધ્યાન રાખવાનું જ્યાં ત્યાં કચરો જે ભેગો થાય એનાથી પણ મચ્છર થઈ શકે અને આ મચ્છર જે છે એ એમ એના ઈંડા ચોખ્ખા પાણીમાં મૂકે તો એવું નથી કે ખાલી ગંદા પાણીમાં જ મચ્છર હોય એનાથી આપણને બીમારીઓ થાય જે સાફ પાણી છે આપણે એ પણ ધ્યાન રાખવાનું કે આપણે કચરો પ્લાસ્ટિકનો જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ એ નહીં ફેંકીએ જે પ્લાસ્ટિકની બોટલ પણ આ ફેંકી દઈએ એમાં પણ પાણી જે ચોમાસામાં ભરાઈ જાય તો એ પાણીમાં પણ બ્રીડિંગ થાય તો એ એના લીધે પણ ડેન્ગ્યુની બીમારી થઈ શકે એમ છે તો જ્યાં ત્યાં વાસણોમાં પાણી નહીં ભરવા દેવાનું અને એના હાથથી સાફ કરવાના કેમ કે આ જે ઈંડા હોય છે એ ત્યાં ચોંટેલા જ હોય છે ખાલી એમ જ ધોઈ નાખશો તો એમાં નહીં થઈ શકે તો પાણી ભરાવવા જ ના દેવું પહેલા તો ને ભરાઈ જાય તો એને સાફ કરવું અને હાથ લગાવીને સાફ કરવું અને જો તમને ડેન્ગ્યુનો તાવ આવે તો વધારેમાં વધારે પાણી પીવાનું આરામ કરવાનો અને ડૉક્ટરને દેખાડી દેવાનું રહી વાત મલેરિયા જેવા મચ્છરની તો એના માટે પણ એ જ છે કે મચ્છરદાની લગાવવાની જે હમણાં ઓડોમસને એ બધું આવે છે તો એનાથી પણ આપણને સુરક્ષા મળી શકે એમ છે તો ઓડોમસ લગાવીને જવાનું જ્યાં જાવ ત્યાં કચરો નહીં ભેગા થવા દેવાનો અને તાવ આવે તો હોસ્પિટલમાં જઈને એક વાર ડૉક્ટરને દેખાડી દેવાનું લાંબી બાયનાં કપડાં પહેરવાનાં અને દવા પ્રમાણે થઈ જાય